હા પ્રવાસ દરમ્યાન અમને પ્રવાસીઓ સાથે વાતચીત કરવાનું ગમે છે કેમકે વાતચીત કરવાથી સંબંધો સારા થાય છે એમની પાસે જે જ્ઞાન હોય એ અમને મળી શકે છે જે અમારી પાસે જ્ઞાન હોય એ તેમને મળી શકે છે જેમ કે વાતચીત કરવાથી અમને તેમનું નામ કામ ધંધો જે કરતા હોય એની જાણકારી મળે છે અમે જે કામ કરતા હોઈએ કે ધંધો કરતા હોઈએ તેમની જેમ જાણકારી એમને મળે છે પછી એમને કોઈપણ જે ધંધામાં જરૂર હોય તે અમારી મદદ કરી શકે છે કે અમે એમને મદદ કરી શકીએ છીએ કે પછી ફરી ક્યારેક અમારે પ્રવાસ જવું હોય તો અમે તેમને સંપર્ક કરી શકીએ છીએ વાતચીત કરીને વાતચીત કરવાથી પછી અમને બી ખબર પડે કે અમે એમની સાથે ફરવા ક્યાંક બીજે જઈએ તો જમવામાં કંઈ પણ વસ્તુ સારી હોય તો અમને ત્યાં આગળ બી એનું સારું એવું મળી રહે છે